હા બોલો મેડમ હા હા હા હા જેમ તમારી ઇચ્છા હોય એવી રીતે ઘરે બનાવવું હોય તો ઘરે પણ બની શકશે અને આમ અમારે ત્યાં બનાવીને તૈયાર કરી અને તમારે ત્યાં પહોંચાડવાનું હોય તો એમ એ થઈ શકશે લાકડું અમે સાગ સિવાય બીજું કશું નથી વાપરતા બેન ના સનમાઇકા સારા સારામાં સારી ક્વોલિટીનું વાપરીશું અને તમારી પસંદગીનું વાપરીશું હા બની જશે બેન લગભગ દસ હજાર રૂપિયાની આજુ બાજુ થશે બેન કામની ગેરંટી બેન પાંચ વર્ષ સુધી એમાં કશું કાંઈ થશે નહીં છ પાંચ કે છ દિવસની અંદર વધારેમાં વધારે છ દિવસ ચોક્કસ કહો અમે કહેશો એટલે ચાર પાંચ દિવસમાં તમારે ઘરે પહોંચી જશે હા હા હા હા હા હા